આ થિયેટરમાંથી વાત કરો છો મેમ અત્યારે આપણે ડીસેમ્બર નમહિનામાં કયું ગુજરાતી સારું મુવી આવવાનું છે નાટક અચ્છા અને તો એ એટલું બધું સારું હશે તો તો અત્યારથી એની ટીકીટ બુક થતી હશેને અચ્છા તો કેવુંક મુવી છે આ ઓકે એટલે એ નાટક છે આપણે તમે જે ફક્ત પુરુષો માટે નાટક કહો છો તો એ નાટક આપણે પરિવાર સાથેને એવી રીતના બેસીને જોઈ શકાય એવું સારું છે ઓકે તો એ તેની અંદર મતલબ કે કોના માટેનું એવું મતલબ એ નાટકમાં શેના વિશે દર્શાવેલું છે અચ્છા મેમ ઓકે હાં તો આપણે મુવીની ટીકીટ અત્યારથી તો બુક થતી હશે તો મારે એને બુક કરાવવી છે ટીકીટ તો થઈ જાશેને મારે વિઆઈપી કરાવવી છે બુક ને કઈ તારીખે તમે કીધું છે આવશે મુવી ઓકે હાં ફક્ત પુરુષો માટેનું નાટક ઓકે ઓકે કંઇ વાંધો નહીં મેમ તો મારે ત્રણ ટીકીટ મારે લાઈનમાં જોઈએ છે તો તમે કઈ લાઈનમાં મને એડજેસ્ટ કરાવી દેશો એટલે તો કઈ લાઈનમાં મારે થાશે ઓકે સી અથવાં ડી માંથી ગમે એમાંથી થઈ જાશે તો વીઆઈપીમાં કંઇક થાય એમ હોય તો કરાવોને મેડમ ઓકે મેમ તો કંઇ વાંધો નહીં સારું ચાલો તો તમે સી અથવા ડી માં બુક કરી દેજોને મેડમ ને મને મેસેજ